વર્તમાન સમયમાં જાહેરાત વધુમાં વધુ લોકોને પહોંચાડવા માટે સોશ્યલ મીડિયા સમાચારપત્રો અને ટીવીમાં આવતા સમાચાર વગેરે માધ્યમનો ઉપયોગ કરી શકાય ટીવીમાં આવતી બાયજુઝ લર્નિંગ ઍપની જાહેરાત મને ખૂબ જ સર્જનાત્મક અને રસપ્રદ લાગે છે